હા મેં રાજ્યની બહાર મુસાફરી કરેલી છે મારું રાજ્ય ગુજરાત છે મેં મહારાષ્ટ્રનાં રાજ્યમાં પ્રવાસન કરેલું છે મને મને ફરવાનું બહુ ગમે મેં મારા ગુજરાતમાં ઘણું બધું ફરી લીધેલું છે પણ હવે બહાર ફરવાનું બી જોઈએ કેમ કે ફરવાનું મને બહુ ગમે હવે મહારાષ્ટ્ર ગએલા તેમાં રસ્તામાં મહાબલેશ્વર આ ઇન્ડિયા ગેટ પછી આ એક તાજ હોટલ મરીન ડ્રાઈવ એ બધું ફરેલો મારો ફરવાનો હેતુ એટલો જ કે હવે ત્યાં કેવું છે કેવું વાતાવરણ છે અને એ બધું જોવા મળે એમ તો સૌથી સારું વાતાવરણ કયું લાગે તેના માટે